હા કિશોર સર વાત કરો છો સર હું અવની મેમ વાત કરું છું હવે સર આપણાં સ્કૂલની અંદરથી છે ને આપણે હવે છોકરા લોકોને સાઇન્સ ફેર માટે લઈ જવાના છે થોડાક છોકરા સેવન એટ નાઇનના જે સ્ટુડન્ટ્સ છે એમાંથી સિલેક્ટેડ સ્ટુડન્ટ્સ છે એ લોકોને સાઇન્સ ફેરમાં લઈ જવાના છે અને સાઇન્સ ફેર દિલ્હીમાં છે અને દિલ્હીની અંદર છોકરા લોકોને બધી જ સુવિધા અવેલેબલ છે છોકરાને જમવાનું અહીંયાથી ટ્રાન્સપોર્ટેશનથી માંડીને ત્યાં રહેવાનું ત્યાં પાંચ દિવસ સુધી એ લોકોનો સાઇન્સ ફેર પરફીરન્સ પાંચે પાંચ દિવસનું બધી જ વસ્તુ એ જે સાઇન્સ ફેર ઓર્ગેનાઈજ કર્યો છે એ લોકોને બધું પ્રોવાઈડ કરશે આપણે ખાલી માત્ર અહીંયાથી સુરત સુધી અહીંયાથી સ્કૂલથી ખાલી માત્ર એરપોર્ટ સુધીનો આપણો ખર્ચો રેહેશે બાકીનો એરપોર્ટથી લઈને દિલ્હી સુધીનો ટોટલી ખર્ચો જે સાઇન્સ ફેર ઓર્ગનાઈજ કરેલો છે દિલ્હીમાં એ લોકોની બધી જ સુવિધા રહેશે અને અને જો આપણે આ આ સાઇન્સ ક્વિઝની પાર્ટીસિપેટ કરીએ તો કેવું છે કે આપણી સ્કૂલનું પણ એક નામ બને અને પ્લસ કે છોકરા લોકો બી વધારે મોટિવેટ થાય અને છોકરા લોકો બી એવું કહે છે નહીં અમારે બી પાર્ટીસિપેટ કરવું જોઈએ બીજી બીજા દેશની અંદર કઈ રીતે ચાલે છે બધાને આઇડિયા અને બધી નોલેજ અમને બધું ખબર પડશે એમ હા એટલેજ હા એ વાલી લોકોની પણ હું આપણે સ્કૂલ પર જેટલા બી વિદ્યાર્થીને આપણે એવું લાગે છે કે આપણે જે સ્ટુડન્ટ્સ તરીકે કહેવા જોઈએ એના એવા એવા પેરેન્ટ્સને આપણે સ્કૂલ પર બોલાવી લઈશું અને એ લોકોને કનવેન્સ કરી લઈશું કારણ કે છોકરાનું જો ફ્યુચર સારું બનશે ને તો કોઇ બી પેરેન્ટ્સ ના તો પાડવાનું જ નથી આપણે એ લોકો પાસે એક પરમિશન લઈ લઈશું કે કોઇ બી જવાબદારી કે કોઇ બી વસ્તુ થાય તો બધી જવાબદારી પેરેન્ટ્સની રહેશે એ રીતનું ઓકે ઓકે વાંધો નહીં હં હં ઓકે સર વાંધો નહીં થેન્ક યુ